આપણે જોવા લાયક સ્થળો આપણે ગુજરાતમાં જોઈએ તો ઘણા બધા છે જેમકે સોમનાથ છે જુનાગઢમાં ઉપરકોટનો કિલ્લો છે ત્યાં ગીરના પર્વત છે ઘણી બધી જગ્યાઓ છે જે ગુજરાતમાં જોવા લાયક છે જો આપણે એ રીતના પ્લાન કરીએ કે ભાઈ આપણે જોવો કોઈપણ જગ્યાએ સ્થળો જોવા લાયક સ્થળો જાઉં છે તો આપણે એ રીતના પ્લાન કરીએ કે આપણે તે સ્થળો સરખેથી જોઈ શકીએ કંઈપણ થાક વિના કંઈપણ કંઈપણ મુશ્કેલી વગર તો આપણે એ રીતના પ્લાન કરીએ છે કે આપણે જાશ આપણે જો માનીએ કે સોમનાથ જવું હોય તો આપણે સોમનાથમાં જે સૌથી મહત્વનું જે વધારે છે તો એ સોમનાથનું મંદિર છે તે સોમનાથનું મંદિર છે તથા ભાલકા તીર્થ છે ઘણું બધું છે તો ભાલકા તીર્થને એ બધું જો આપણે એ રીતના પ્લાન કરીએ કે સોમનાથનું મંદિર છે તે તેનું દર્શન કરવામાં મે હું જ્યારે મેં પ્રવાસ મેં ગોઠવ્યો હતો અમારા ફેમિલીનો ત્યારે તમે ગયા હતા અમે એ રીતના રાખ્યું હતું કે સોમનાથનું મંદિર તમે આખું એક્સપ્લોર કરતાં મારા ખ્યાલ પ્રમાણે એક ક દોઢ કલાક થઈ જાય અને બધું બધું એક્સપ્લોર કરતાં અને જોવા લાયક સ્થળોને સોમનાથમાં મંદિરમા જોવાવાળા રીતે દોઢ કલાક થઈ જાય અને તો અમે એ રીતના આખો દિવસ પ્લાન કરીએ તો કે ભાઈ અમે એ રીતના કરીશું કે સવારના અમે અહીથી જઈશું એટલે અમે ત્યાં વહેલા અમે જઈશું પાંચ વાગ્યાની બસમાં અહીંથી સાવરકુંડલાથી મળે તો તેમાં જઈએ અને ત્યાં અમે આઠ એક વાગે આઠ નવ વાગે પહોંચી જાય આઠ નવ વાગે પહોંચી જઈએ ત્યાર બાદ અમે આઠ નવ વાગે પોહ કોઈ માની લેતું અમે નવ વાગે પહોંચી ગયા તો અમે નવથી દસ અમે એક હોટલ બૂક કરી અસાવા આરામ કર્યો અમને ખબર હતી કે ત્યાં એટલી બધી ભીડ નહીં અગિયાર વાગે બધા એવો નોર્મલ ટાઇમ છે એમ તો નોર્મલ ટાઈમ છે તો બધા સરખેથી આપણે આરામ પણ સરખો જો થાક છે એ પણ ઉતરી જાય આરામથી તથા અને ચ આરામ બાદ સીધો અમે દર્શન પણ કરી શકીએ ત્યાં અમે ટાઈમનું એ રીતના મેનેજમેન્ટ કર્યું હતું કે જેનાથી અમે આરામ પણ સરખો કરી લઈ શકીએ અને અમે સારી રીતે જે જોવા લાયક સ્થળો જે મંદિરના અમે દર્શન કરી શકીએ સરખી રીતે કરી શકીએ અને ત્યાર બાદ અમે અમે એમ વિચાર્યું હતું કે પાછો અમે બપોરે જેમ જમીને થોડીક વાર આરામ કરીશું અને અમે ભાલકા તીર્થ જઈશું અમે ત્રણ બે ત્રણ કલાકની નિંદર લઈને આરામ કર્યો અમાર હોટલમાં આવીને પાછો અને પાછા અમે ભાલકા તીર્થએ જવા નીકળી ગયા ભાલકા તીર્થને એવું બધું અમે જોઈને અમારે એવું બધું જોઈને અમારે સાંજના પાંચ છ વાગી ગયા પછી ત્યાર બાદ અમે એમ વિચાર્યું કે અમે જમીન જમી લઈએ જમ્યા બાદ અમે જે સોમનાથમાં જ્યારે આવા મંદિરમાં જે લાઈટ શો છે જે નિહાળીએ તો થોડીક વાર અમે અમે હોટલમાં જઈને ઘડીક અમે આરામ કરીએ તો નવ દસ વાગી ગયા ત્યારે લાઈટ શો થયો અને અમે એ રીતના આખો અમે પ્લાન કર્યો કે અમે આરામ પણ થઈ જાય અને ઉપરથી અને જે જોવા લાયક સ્થળો છે તેનો સમય સે સમયસર રીતે જોઈ શકીએ અને જે પોતાના જે જોવા લાયક સ્થળોમાં જે ટાયમિંગ છે એ પ્રમાણે ચાલી શકીએ અને જેમકે આપણે જઈએ કે જુનાગઢ જુનાગઢમાં ઘણી બધી જોવા લાયક સ્થળો જેમકે ઉપરકોટનો કિલ્લો છે એવું બધું છે અને ઘણી બધી વાવ પણ અંદર આવેલી છે ઘણા બધા ઐતિહાસિક સ્થળો જેમકે અશોક શીલાલેખ પણ છે તો અમે એ રીતના પ્લાન કરેલો હતો કે સવારે અમે અહીથી નિકળીશું અને અમે ત્યાં આઠેક વાગે પહોંચી જઈશું જો અમે આઠેક વાગે પહોંચી જઈએ ન ઘડીક અમે હોટલ બૂક કરીએ અને અમે અમારો થાક કાઢીએ તો થોડીકવાર તો અમે નવ દસ વાગે તો અમે ને દસ એક વાગે અમે ઉપરકોટના કિલ્લામાં જઈએ અને બધું નિહાળીએ અને ત્યાર બાદ અમે એમ વિચારતા હતા કે આગલા દિવસે અમે ગિરનાર પર્વત ચઢવો છે તો ગિરનાર પર્વત ચઢવા માટે તમારે યોગ્ય આરામની જરૂર છે અને તો અમે એ રીતના પ્લાન કરીન ગયા હતા કે અમે ઉપરકોટનો કિલ્લો એક દિવસ એક્સપ્લોર કરીશું સવારના એક બે વાગ્યા સુધી પછી અમે જમીને આરામ જ કરશું વધારે કઈ બીજી જગ્યા એક્સપ્લોર નહીં કરીશું અને બીજા દિવસે સમય અમે સમયસર સરખી રીતે ઊંઘ કરીને આરામ કરીને અમે સવારે ચાર વાગે અમે ગિરનાર પર્વત ચઢવાનું નક્કી કર્યું અને અમને ખબર હતી અમે ગિરનાર પર્વત ચઢ્યા બાદ પણ અમારા માટ અમને હજી એક દિવસ આરામ અમે આરામ કરવો જોઈએ થાક ઉતારવા માટે તો અમે અમે ટોટલ ત્રણ દિવસનું પ્લાન કર્યું હતું એ રીતના તો અમે એમ હતું કે પહેલા દિવસે તો ઉપરકોટના કિલ્લામા ગયા હતા અને બીજા દિવસે પર્વત ચઢ્યા હતા અમને એમને ખબર હતી કે જો અમને આરામની તો વધારે જરૂર છે જો અમે ગિરનાર પર્વત ચઢીએ તો તો અમે એવો ગિરનાર પર્વત ચઢ્યા અને બધું આવીને અમે સાત આઠ વાગે અમે બધું જમી ખાઈને એવું બધું બાર જમીને પછી અમે અમારા હોટલે આવ્યા અને આખો આખો દિવસ અમે બીજા દિવસે આરામ કર્યો અને સાંજના ત્રીજા દિવસે અમે સાંજના અમે ત્યાંથી પ પાછા અમાર પોતાના ઘરે આવી ગયા તો અમે એ રીતના ત્રણ દિવસનો જુનાગઢનો પ્લાન કર્યું હતું કે આરામ પણ સરખો થઈ જાય અને જોવા લાયક સ્થળો પણ જોવાઈ જાઈ અને તમે ઘણું બધું એક્સપ્લોર થઈ જાય